અમારા વિસ્તારમાં રમત ગમત વિભાગ દિવ્યાંગ વીરોને એવી રીતે મદદ કરે છે કે ઉદાહરણ તરીકે હમણાં એક ભારત દેશની દીકરી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ગોલ્ડ છ કે નવ ગોલ્ડ મેડલ સ્વર્ણપદક જીતીને લાવી તે પણ આર્ચરીમાં અને એનાં હાથ નહોતાં એ ખાલી પગથી પગથી ધનુષ પકડી પ્રેક્ટિસ કરે એ આ રીતે ભારતની એક દીકરીએ મહેનત કરી ભારતને સ્વર્ણપદક અપાવ્યાં તો જે આ દિવ્યાંગ દીકરીએ ખૂબ મહેનત કરી ખૂબ સારી મહેનત કરી તેથી તેને સારું પરિણામ મળ્યું અને જોવા જઈએ તો રમત ગમત વિભાગ દિવ્યાંગને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અને એને એનાં ગેમને લાગતી વળગતી બધી સાધન સામગ્રીઓ દાખલા તરીકે કીટ કીટ છે એનાં કપડાં છે પછી એની પ્રેક્ટિસ ને એનો સામાન બધો એ ઉપલબ્ધ કરાવી આપે છે અને દિવ્યાંગને રમત વિભાગ એ રીતે મદદ કરે છે કે અમુક કોઈની આર્થિક સ્થિતિ નબળી હોય તો એ રીતે કંઈ વ્યવસ્થા કરવામાં આવે છે અને સુવિધા જોઈએ તો એ લોકોને કંઈ તકલીફ ના પડે સારી જગ્યા હોવી જોઇએ સ્વચ્છ સ્વચ્છ અને સારી જગ્યા હોવી જોઇએ પછી એ લોકોને રમતની પ્રેક્ટિસમાં કાંઈ પણ કાંઈ પણ મિસ્ટેક ન આવે એનું એ લોકો ખૂબ પૂરતાં પ્રમાણમાં ઘ્યાન રાખતાં હોય છે રમત ગમત વિભાગ પોતાના દેશના ખેલાડીઓને એટલું પ્રોત્સાહન પ્રોત્સાહન આપવા માગે છે ખાસ કરીને દિવ્યાંગ રમત વીરો જે પોતાનામાં કંઇક ને કંઇક ખામી હોય છે અમુકના હાથ નથી હોતાં અમુકને શું કહેવાય કાન એક હાથ હોય છે બે મતલબ મીન્સ કે એક હાથ નથી હોતો ને એમ હું કઈ રીતે ખામી ધરાવતા વ્યક્તિને આપણે દિવ્યાંગ કહેતા હોય છે દિવ્યાંગો પોતાની મહેનત કરીને પોતાના દેશ માટે કંઇક પોતાના દેશનું નામ ઊંચું લાવવા લાવવા માગતા હોય છે રમત વિભાગ બને ત્યાં સુધી પૂરતો જ સપોર્ટ પૂરતો જ સપોર્ટ કરતાં હોય છે જેમ કરીને ભારતમાં હમણાં હાલમાં જ પેરા ઓલિમ્પિકમાં એક ભારતનો વીર પુત્ર જેવલિંન થ્રોમાં ફોટી થ્રી કે ફોટી સિક્ષ મીટર આઈ થિંગ જેવલિંન થ્રોમાં ભારત ને સ્વર્ણ પદક અપાવ્યું એ ભારત માટે ખૂબ ગૌરવની વાત કહેવાય પછી એ જે સ્વર્ણપદક અપાવ્યું એને રમત ભારત સરકાર તરફથી એને એક રકમનું ઈનામ અમુક સુવિધાઓ પ્લસ તે જે દિવ્યાંગ વ્યક્તિ હતો એ દિવ્યાંગ વ્યક્તિ આઈ થિંક ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો એટલે તમે વિચારી જ શકો છો કે એને કેવી સુવિધાઓ મળતી હોય અને એ ખૂબ પોતાની રીતે પણ ખૂબ મહેનત કરતાં હતાં એવા ઘણાંય દિવ્યાંગ વ્યક્તિઓ ભારત ભૂમિની ભારત ભૂમિ પર જન્મ લઈ ચૂક્યાં છે જેને રમત ગમત વિભાગ ખૂબ સારી રીતે મદદ કરતાં હોય છે